હલો હાં રિમ્પાબેન બસ એકદમ ફસ્ટ ક્લાસ તમે બરાબર સ્કૂલ બરાબર ચાલે છે એકદમ એકદમ સરસ અચ્છા મને તમારું કામ હતું મારે છે ને ઘરમાં લગ્ન આવે છે એટલે મારે સોનાની થોડીક ખરીદી કરવી છે તો તમે મને થોડુંક આઇડિયા આપી શકશો કે સોનું ક્યાંથી લઉ ને કોઈ જાણીતું હોય કે જ્યાં મને મજૂરીમાં બી ફરક પડતો હોય એવી રીતે હાં હોય તો પછી હમ

અચ્છા ઓકે હમ હમ હમ હમ અચ્છા એ કયા અચ્છા એ કયા છે જ્વેલર્સ હમ ઓકે ઓકે હમ હમ હમ અને સોનાની ફૂલ ગેરંટી એમને બસ બસ તો તો વાંધો નઇ શું કે જાણીતું કોઈ હોય તો લેવામાં જરા સારું પડે અને બીજું કે સારી સાડીઓ અને એવું લેવું તો એવો

હમ હમ હમ હમ હમ હમ ઓકે ઓકે હમ

કયા કીધું તમે

ઓકે ઓકે ફાઇન ફાઇન તો તો છે ને હવે હું એક બે દિવસમાં બધું ચાલુ કરવાની છું ખરીદી એટલે હું તમને ફરી એકવાર ફોન કરીશ અને તમે મને ત્યાં જો જાણીતું હોય તો ત્યાં કોલ કરી આપજો નહીં તો એવું હશે તો આપણે સાથે નિકળીશું એટલે શું કે મને વાંધો ના આવે કારણકે હા હું રહું છું વેસુ વરાછા અને મને થોડો આઇડિયા ના હોય તમે જરા મને ગાઈડ કરી દેજો તો પતી જશે હાંને ચાલો બહુ જ સારું થયું થેન્ક યુ હઁ ઓકે આવજો